યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સમાચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે સમાચાર માધ્યમનો પહેલો સ્ત્રોત એટલે કે ન્યુઝપેપર આ ન્યૂઝપેપર જે છે એ ભારતનાં બંધારણ ભારતનું ભૂગોળ ગુજરાતનું ભૂગોળ ગુજરાતનું બંધારણ ભારતની રાજનીતિ ભારતનું રાજકારણ આ તમામે બાબતની જે છે એ અતથી ઈતિ સુધીની માહિતી આ ન્યૂઝપેપરમાં જે છે એ પબ્લિસ થતી હોય છે એટલે ન્યુઝપેપરનાં માધ્યમ થકી વિદ્યાર્થીઓ યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની ઘણી બધી માહિતી પોતાનાં ઘરે જે છે એ મેળવી શકતા હોય છે આ ઉપરાંત ન્યૂઝપેપરમાં આવતી પૂર્તિઓમાં કેટલાક જે છે એ વિજ્ઞાનને લગતા ટોપીકસ હોય છે કેટલાક જનરલ નોલેજને લગતા ટોપીકસ હોય છે એ પણ તેના દ્વારા જે છે એ ઘણા બધા અભ્યાસક્રમ જે છે એ કવર થતો હોય છે ન્યૂઝપેપરમાં આવતા એડિટર લેખ તંત્રી લેખ આ તંત્રીલેખ વાંચવાથી વિદ્યાર્થીઓ જે છે નિબંધ લેખન જેવા પ્રશ્નોના જવાબ જે છે એ પણ બહુ સારી રીતે અને સરળતાથી એ જે છે એ એટેન્ડ કરી શકે છે ત્યારબાદ આવે છે ન્યૂઝ ચેનલ્સ ન્યૂઝ ચેનલ્સ પણ જે છે એ યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થતી હોય છે કારણ કે ઘણાં બધા ડિબેટ કાર્યક્રમો જે છે એ ઓનલાઇન જે છે આવતા હોય છે અને આ ડિબેટ કાર્યક્રમ જોવાથી કોઈપણ ટોપિકને આપણે કેવી રીતના મૂલવી શકીએ છીએ તે યુપીએસસીની પરીક્ષામાં લખાણમાં જે છે એ આપણને ખાસ કામ લાગતી હોય છે આવી ડીબેટો કેવી રીતના જે છે એ ડિફેન્ડ કરવું કેવી રીતના જે છે એ એનો જવાબ આપવો એના કેવી રીતનાં અલગ અલગ પહેલુંથી આપણે જવાબ આપી શકીએ છે એ આપણે ડિબેટ જેવા કાર્યક્રમમાં તે આપણે બહુ સરળતાથી જે છે શીખી શકીએ છીએ આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓના ઓનલાઇન ઇન્ટરયુ ન્યૂઝચેનલ પર જે છે આવતા હોય છે તે પણ યુપીએસસીના જેવાં બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થતાં હોય છે ત્યારબાદ સમાચાર માધ્યમનું ત્રીજુ રૂપ એટલે કે મોબાઈલ આ મોબાઈલ જે છે પણ યુપીએસસીની જેવી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિદ્યાર્થીઓના ઘણા બધી બાબતો જે છે એ જોઈ શકતા હોય છે જેમ કે કોઈ એક ટોપિક છે તો એ ટોપિકને સમરી કરીને ઈન્ટરનેટ પર જે છે મૂકવામાં આવ્યો છે તો આખો ટોપિક જે છે એ આપણે એ માધ્યમથી જે છે યુટુબ અથવા તો મોબાઈલનાં માધ્યમથી આપણે જે છે બહુ સારી રીતે જે છે એ શીખી શકતા હોય છે આ ઉપરાંત કોઈક સ્ટોરી અથવા તો કોઈ વેબ સિરીઝ છે જે એના આધારે પણ આપણે જે છે એ કોઈ ટોપીક શું કહેવા માગે છે અથવા તો કોઈ મુદ્દો જે છે શું કહેવા માગે છે એને આપણે જે છે એ સમજી શકતા હોઈએ છીએ તો યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમાચાર માધ્યમો જે છે એ એક આશીર્વાદ રૂપ છે તેનાથી વિદ્યાર્થીઓ બહુ સારી રીતે સરળ રીતે પોતાના વિષયને અનુરૂપ પોતાના અભ્યાસક્રમને અનુરૂપ ઘણી બધી બાબતો છે જે શીખી શકતા હોય છે સમજી શકતા હોય છે અને કરંટ અફેર્સમાં શું ચાલી રહ્યું છે તેનાથી અવગત થઈ શકતા હોય છે અને પોતાની તૈયારી જે છે એને અલગ અલગ પહેલુંથી અલગ અલગ દૃષ્ટિકોણથી જે છે માહિતી જે છે આપી શકતા હોય છે ત્યારબાદ કેટલાક મેગેઝિન્સ જે છે એ પબ્લિસ થાય છે આ મેગેઝિન્સ પણ જે છે એ યુપીએસસીના બાળકોના જે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે આ મેગેઝિનમાં જે છે એ આખા વર્ષનાં સોરી આખા મહિનાનાં તમામે તમામ ન્યૂઝ જે છે તમામે તમામ ખબર જે છે તમામે તમામ જે ઘટનાઓ જે છે એ ઘટનાનું એ ટુ ઝેડ એનાલિસિસ થઈને આ બુકમાં જે છે આ બુકમાં માહિતી આપેલી હોય છે જે બાળકો માટે જે છે એ ખરેખર લાભદાયી બનતી હોય છે